આમ તો જ્યારે ક મનમાં વિચારો ચાલે છે તેને હું લખવાનો પ્રયત્ન અવશ્ય કરું છું મુખ્યત્ત્વે લખવા માટેની મને અનુકૂળ જગ્યા તો ટ્રાવેલિંગ દરમ્યાન અં જ મળે છે ટ્રાવેલિંગ દરમ્યાન જે જે વાતાવરણ લક્ષીને કંઇકને કંઇક નવું જોવા મળે છે એ મુજબ નવાં નવાં વિચારો આવે છે અને એનાથી લખવાની એ પ્રોત્સાહન વધુ મળે છે અને કહેવાય ને કે મનને જે ગમતું હોય એવું જોવા મળે ને તો લખવાનો અનેરો આનંદ આવે છે અં જગ્યાનું તો કોઈ ફિક્સ નથી પણ ટ્રાવેલિંગ દરમ્યાન અં લખવાની કંઇક અલગ જ મજા આવે છે લેખન પ્રવૃત્તિના કરિયરમાં તો કોઇ વિશેષ છે નહીં છતાં પણ ક્યારેક ક્યારેક કંઇક એવું લખાઈ જાય છે જે ઘણા બધા લોકોને ગમી જાય છે બસ એ વાતનો આનંદ છે